એમતો મને ઘણાં સમયથી રનિંગ કરવાનો શોખ છે હું જ્યાં તિથલ બીચ આગળ રહું છું ત્યાં એક વોક ટ્રેકર બનાવામાં આવ્યું છે ત્યાં લોકો સવાર સાંજ ચાલવા દોડવા આવતાં હોય છે અને હું ત્યાં સવારે હું પણ ત્યાં સવારે દોડવા જતી હોઊ છું ત્યાં સમુદ્રની સમુદ્રનેજ તાજગી હવા ને જાણે એકદમ તાજગી સવારે ત્યાં રનિંગ કરવાની પણ મજા આવે છે અને એનાથી સવારમાં ત્યાં રનિંગ કરવાથી જે મજા આવે એનાથી સવાર સવારમાં એકદમ ફ્રેશને તાજગી હવાનો આનંદ મળે છે અને એના એના સિવાય પણ એનાજ રસ્તાઓ છે જ્યાં જેના પર ટ્રાફિક બિલકુલ નથી હોતું અને રોડની બંને બાજુ ઝાડો હોય છે અને રોડની બંને બાજુ ઝાડો હોય છે અને એકદમ ફ્રેશ હવા આવે છે અને એનાથી આપણું મન પણ એકદમ ફ્રેશ થઈ જાય છે અને જે એના રોડની બંને બાજુ ઝાડો હોય છે માત્ર ઝાડોને ઝાડો જ જોવા મળે છે ત્યાં પણ ચાલવાની બહું મજા આવે છે કારણ કે ત્યાં ઝાડોના લીધે મને ફ્રેશ ઑક્સીજન મળે છે અને એના સિવાય ટ્રેડમિલ એટલે કે વોકર એના પર ચાલવા એના પણ પણ લોકો ચાલે છે પણ મારું માનવું એમ છેકે મારું માનવું એમ છે કે જેના પર ચાલીને લોકો ફિટ રહેતાં હોય છે પણ એના પર એક બંધ રૂમમાં એના એક બંધ રૂમમાં ચા બંધ રૂમમાં એસીની હવા વચ એસીની હવા હોય છે જેનાથી આપણને પરસેવો પણ નથી થતો તો એવા એના પર ચાલીને કંઈ મતલબ નથી મતલબ નથી હોતો અને ત્યાં દોડવા કે દોડીને અને ચાલીને પરસેવો પાડીને કંઈ મતલબ નથી હોતો અને લોકોને નેચરલ કુદરતી હવાનું કોઈ સેન્સ ન હોય ત્યાં એને અને ત્યાં લોકોને જ્યાં રહેવા હોય લોકો ઘણા લોકો જ્યાં રહેતા હોય છે ત્યાં વોકિંગ ટ્રેક પણ કે રનિંગ ટ્રેક નથી હોતું જેથી લોકો જિમ જતાં હોય છે અને જેથી લોકો જિમ જતાં હોય છે અને ત્યાં વોકર પર ચાલે છે પણ એ એનાથી કાંઇ ફાયદો નથી જે મ જે કુદરતની નેચરલ હવાથી મળે છે ખુલા વાતાવરણમાં દોડવું કે ચાલવું એ ખૂબ સારું હોય છે અને આપણું શરીર પણ એનાથી મજબૂત બને છે અને આપણાને આરોગ્યપ્રદ રહેવામાં મદદ કરે એમાં કોઈ શંકાકીય સ્થાન નથી કારણ કે રોજ આપણે સવારે ખુલ્લી હવામાં ખુલ્લી હવામાંને ઉઘાડા પગે ચાલીએ તો એનાથી આપણી આંખો પણ સારી થતી હોય છે અને અને અને કાર્બન ડાયોક્સાઈડ બહાર જાય છે આપણું બ્રિથિંગ સવારે સારું થાય ચાલવાથી પણ આંખો પણ સારી થાય અને ટોક્સિક શરીરનો કચરો માનસિક તથા શારીરિક બંને એ રીતે ફાયદા થાય છે